ગુજરાતમાં મુખ્ય ધાર્મિક પરંપરાઓ જેવી કે પ્રાર્થના કરવી સમારંભો યોજવા તીર્થયાત્રાઓ કરવી રથ યાત્રા યોજવી વગેરે અનુસરવામાં આવે છે વૈદિક કાળથી સનાતન ધર્મમાં ઘણી ધાર્મિક પરંપરાઓ પ્રચલિત છે જેને લોકો આજે પણ અનુસરે છે આ માન્યતાઓ માત્ર ધર્મ સાથે જોળાયેલી નથી પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે આ નિયમોનું પાલન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે જેમ કપાળ પર તિલક કરવું જમીન પર જમવા બેસવું હાથ જોડી સલામ કરવું તુલસીના છોડનું મહત્ત્વ સૂર્યની પૂજા કરવું રસોડું સાફ રાખો વગેરે અન્ય પરંપરાઓ છે અમુક ધાર્મિક વિધિઓ પણ છે